હલો રિતિક સાંભળ મારે છે ને અત્યારમાં એક જગ્યાએ મારે આધાર કાડ આપવાનું હતું ત્યાં ઝેરોક્ષ ચાલે એમ નથી એટલે મારે આધાર કાડ આપવાનું હતું પણ મારી પાસે અત્યારમાં એ આધાર કાડ નથી એ મારા ઘરે પડ્યું છે મારા કબાટની અંદર છે તેની અંદર એક ડ્રોવર છે એની અંદર પડ્યું છે અને મારે અત્યારમાં ઓફિસમાં રજા પણ લેવાય એમ નથી તો પ્લીઝ તું ખાલી મને મને એક હેલ્પ કર ઘરે જા ઘરની બહાર છે ને એક પોટ છે પોટની અંદર છે ને મારી ચાવી હશે જે અમે છુપાવીને રાખીએ છીએ ચાવી લે તું અને તાળું ખોલ અને અંદર કબાટની ચાવી છે ને એક અંદર એક ગણપતિજીની મૂર્તિ છે તેની નીચે મૂકેલી છે એ લે અને કબાટ ખોલ ત્યાર પછી એની અંદર એક છે ને બીજા હાથ ઉપર ડ્રોવર હશે ડાબી બાજુ એ ડ્રોવર ખોલ અને ત્યાં એક મારું આધાર કાડ પડ્યું છે એ આધાર કાડ પ્લીઝ મને અત્યારમાં આપી જા ને મારે અત્યારમાં થોડીક જરૂર પડી છે અને એને આધાર કાડ જ જોઈએ તેની ઝેરોક્ષ ચાલે તેમ નથી તો પ્લીઝ જરાક કરી જા અને મારાથી રજા પડાય એમેય નથી